હેલો સ્વિગીમાંથી બોલો છો હા મારે થોડું આજે સાંજે ભોજન સમારંભ કરવાનો છે તો તેના માટે તપાસ કરવી હતી આપણે મોટા બજારની આસપાસના રેસ્ટોરન્ટ્સ છે જેમ કે સહયોગ છે ડિવાઇન ડાઈનિંગ હોલ છે દાવત છે એ બધા રેસ્ટોરન્ટ્સમાંથી તમે મેનુ ઘરે પહોંચાડી શકો લગભગ મારે આજે ચાલીસ કે પચાસ મહેમાનો હશે એટલે સારી એવી કોન્ટેટીમાં ખાવાનું જોઈશે મોટાભાગે તો દાળભાત શાક રોટલીનું જ ભોજન બનાવાનું આયોજન છે હા ડાઈનિંગ હોલ ચાલે થાળી થાળીવાળું પણ ચાલે થાળી થાળી મળતી હોય તો પણ ચાલે થોડી થાળીમાં મીઠાઈ ફરસાણ એવું બધું પણ રાખવું ડિવાઇનનું સારું આવે છે હા તો ડિવાઇન ડાઈનિંંગ હોલમાંથી ઓડર કરીએ તો શું કિંમત હોય છે એક થાળીની કેટલી કિંમત હોય લગભગ મારે પચાસ થાળીનું આયોજન છે તો પચાસ થાળી પ્રમાણે એક થાળી દીઠ કેટલો ભાવ આવશે અચ્છા અને મેનુમાં શું હશે ફરસાણમાં ઢોકળા સમોસાં એવું હશે કે અને મીઠાઈમાં શ્રીખંડ અચ્છા કેટલું થાળીનો શું ભાવ થાય છે દોઢ્સો રૂપિયા અચ્છા એટલે પચાસ થાળી લઇએ તો પચાસ ગુણ્યા દોઢસો એમાં કંઈ તમારા તરફથી બીજું કોઈ ડિસ્કાઉન્ટ આવે છે અચ્છા પાંચ ટકા ડિસ્કાઉન્ટ તમે આપશો અને તમે ક્યારે ઓડર કરીએ તો કેટલી વાર થાય પહોંચાડવામાં ટાઈમ લાગશે કે અચ્છા કલાક સુધીમાં આવી જાઓને હા એટલે મારે સાંજે સાડા સાત વાગ્યા આસપાસ જરૂર પડશે તો કદાચ તમે સાડા છ એ ઓડર લઈ લો તો સાડા સાત સુધીમાં તમે પહોંચાડી દો તો મારી વ્યવસ્થા સચવાઈ જાય અચ્છા હા બરાબર છે આભાર